ઘરેથી બહાર નીકળતી દરેક દીકરી કે તેમની ઘરમાં રહેતી કોઈ પણ સ્ત્રી હોય તેમની બહેન કે પછી એમની વહુ કે કોઈ પણ સ્ત્રી હોય તે ઘરની બહાર નીકળે છે ત્યારે એના મનમાં હંમેશા એક ડર રહેતો હોય છે કારણ કે કોઈ પણ સ્થળે કે જવા માટે કે કોઈ અન્ય રાજ્યમાં જવા માટે આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીએ છીએ તેમાં સ્ત્રીઓની સલામતી કેટલી ઘણી વખત આપણને નજરે આવા કિસ્સા જોવા મળે છે તેમ જ આપણે ન્યુઝ પેપરમાં પણ રોજબરોજની ઘટનાઓ વાંચીએ તેમાં પણ આપણને આવી બનતી ઘટનાઓ તરત આંખે ઉડીને વળગે એવી આપણને જોવા મળે છે ઘણી વખત સ્ત્રીઓ બસમાં જતી હોય છે ત્યારે તેમની સાથે છેડતી કરવામાં આવે છે આવા કિસ્સાઓ બનતી વખતે આજુબાજુની જે પબ્લિક હોય છે તે મદદ તો કરે છે પરંતુ આવું ક્યાં સુધી ઘટના બન્યા કરશે ઈવન આપણે કોઈ રીક્ષામાં જતી કોઈ આપણી બહેન કે કોઈ આપણી છોકરી જતી હોય રીક્ષામાં તો ઘણી વાર ગેંગરેપના પણ એમાં કિસ્સા બને છે કે રીક્ષા ચાલકની સાથે તેના બીજા સાથીદારો પણ સાથે હોય છે તો આવી બધી સમસ્યાઓમાંથી નિકાલ લાવવા માટે આપણે શું કરી શકીએ ઇવન બસમાં સ્ત્રીઓ માટેની અમુક રિઝર્વ સીટ હોય છે કે જ્યાં માત્ર મહિલાઓ જ બેસી શકે છે પરંતુ એ અમુક સીટો પૂરતી જ મર્યાદિત હોય છે પરંતુ આખી બસમાં તો પુરુષો જ હોય છે તો એવામાં સ્ત્રીએ ક્યાં સુધી પોતાનો વ્યક્તિગત બચાવ કરી શકે તો આ બધા બાબતોને લઈને સરકારે થોડું વધારે જાગૃતતા લાવી જોઈએ તેમજ જે સ્ત્રીઓ સાથે બધા કિસ્સાઓ બને છે ઘણી વાર ચોરી લૂંટફાટના એમના પર્સ ચોરાઈ જવાની એમની કોઈ કીંમતી વસ્તુઓ તેમજ એમની સાથે છેડતી થવી અથવા તો ગેંગ કે રેપ રેપના કિસ્સા કોઈપણ જે ઘટનાઓ અમારી સાથે બને છે તેને લઈને કડક કાર્યવાહી કરવામાં આવે અને જો આરોપી હોય તેને સખ્ત સજા દેવામાં આવે તો મને લાગે છે કે આવી ઘટનાઓ બનતી ઓછી થાય